હેલો હા હા હા બોલો અમારા બધાંય ફ્રૂટ હાઇજેનિક હોય છે અને અમે પોતે જ અમારી વાડીમાં ઉગાડીએ છીએ એમાં કોઈ દવાનો ઉપયોગ નથી કરતાં એટલે તમને બધુંય સારી રીતે મળી જશે બધું મળી જશે તમને અને શુદ્ધ એમાં કંઈ ભેળ એટલે કેમિકલ અમે કોઈ નથી વાપરતા ના ના એવી રીતે એવું નહીં મળે તમને બધુંય વ્યવસ્થિત તમને એવું હોય તો તમે એકવાર ચેક કરી અને પછી લેશો તો પણ ચાલશે એટલે સિજન પ્રમાણે તમને બધું મળી જશે અત્યારે જે છે બાકી તો બીજા મળશે પણ એમાં થોડુક તમને નહીં મજા આવે એટલે જે સિજન ચાલે છે એ બધાય તમને મળી રહેશે અત્યારે સાર સારા બરાબર બધું જ મળી જશે તમને આવીને મુલાકાત લઈ જાઓ તો પણ વધારે સારું રહેશે બજાર ભાવે જ મળશે એ તો કેમકે તેમાં જે પદ્ધતિથી ઉગાડવામાં સમય ને બધું ધ્યાન વધારે રાખવું જ પડે છે એટલે એમાં તમને એ જ ભાવે મળશે એમાં તમે જોઈ જજો એવું હોય તો તમને આજે આવી શકો તો આજે તમે છ સાત વાગ્યા સુધીમાં આવી જાવ બાકી તમે કાલે પણ આવી શકશો રોજ અમારું ખુલ્લું જ હોય છે નહીં નહીં એવું કંઈ જ નહીં થશે હા હા ભલે ભલે હા કાંઈ વાંધો નહીં હા હા ચોક્કસ ચોક્કસ ચોક્કસ ભલે ભલે હા તો તમે ટાઈમ મળે તો આવી જજો સાંજ સુધી હશે એ હા એ હા ભલે હા હા એવું જ તો તમને એવું જ મળશે હા